પારિવારિક ખાણું એ જીવનનો એક આનંદનો ઉત્સવ હોય છે આપણે ઘણી વાર એવું કહેતા હોઈએ છે કે માણસ ખાવા માટે જીવતો હોય છે આપણે ખૂબ કામ કરીએ છીએ ત્યારે પણ આપણને થાય છે કે આપણે દાળ રોટી ભેગા થઈએ એટલા માટે આપણે કાર્ય કરતા હોઈએ છીએ કમાતા હોઈએ છીએ પરિવારનો પોતાની એક વિધિ એક પરંપરા હોય છે અને કેવો એ કેવા પ્રકારનું ખાણું લેતા હોઈએ છીએ ઘરમાં કેવું બનતું હોય છે તેનાથી એ આખા પરિવારની સંસ્કૃતિનો અંદાજ આવી શકતો હોય છે

શક્ય તેટલું સાદગીભર્યું ખાવાનું પસંદ કરીએ છીએ અમારા ઘરમાં અને એના પરિણામે વધારે તળેલા પદાર્થો ન હોય વધારે મસાલાવાળા પદાર્થો ન હોય કે જેનાથી તામસિક એવા ગુણો કે અવગુણો ન વિકસે અને એના બદલે સાત્વિક રહે એવો પ્રયત્ન હોય છે અને અત્યારે જે તૈયાર ખાવાનું મળતું હોય છે જેને ફાસ્ટ ફૂડ કહેવાય છે એની જે મર્યાદાઓ છે એ શરીરને જે રીતે હાનિ પહોંચાડે છે એના પ્રત્યે જાગૃત રહેવાય એવું વડીલો દ્વારા અમને શિખવાયું અને અમારા દ્વારા અમે અમારી પછીની પેઢીને આ વાત શીખવતા રહીએ છીએ અમારો હેતુ એની પાછળનો એ છે કે જીવન આપણે આપણું શરીર એવું રહે છે કે જેવું એને ખાણા દ્વારા આપણે ઈંધણ આપીએ એ જેટલું સાત્વિક હોય શરીર એ પ્રકારનું સાત્વિક રહે વિચારો પણ એ પ્રકારે સાત્વિક રહે જેમ કે અમારા ઘરમાં ખીચળી અને કઢી એ સૌથી લોકપ્રિય વાનગી છે આપ જાણો છો કે ચોખા અને તુવેરની દાળથી અને દહીં દ્વારા લોટ દ્વારા તૈયાર થતી કઢી એમાં અનેક પ્રકારના શાકભાજીઓ જે ઋતુ પ્રમાણે ઊગ ઊગતા હોય છે તે પ્રકારના લીલા પાંદળાવાળા શાકભાજીઓ અને શક્ય તેટલા જ્યાં એ કાચા ખાઈ શકાતા હોય તે કાચા લેવા જે બાફીને કરી શકાતા હોય તે બાફીને અને અને અનિવાર્ય રીતે તળેલા લેવાના હોય તો પણ પહેલી જ વખત એક જ ઘાણમાં તળેલા હોય અને વારંવાર ન તળેલા હોય એવા પ્રકારના ખાણાને ઘરમાં પસંદ કરવામાં આવે છે નાસ્તાઓમાં પણ ઘરને માટે બાળકોને માટે એ ભાખરી હોય કુદરતી પદાર્થો જેમ કે મધ હોય ઘી હોય કે દહીં હોય અને તેના પરિણામે એ એક સાત્વિક ખાણું શરીરને અપાતું હોય છે એનો એક આનંદ પણ હોય છે અને વધું પડતું મસાલાઓથી મરચાથી તેલ અને તળેલા પદાર્થોથી દૂર રહી શકાય તો સારું સ્વસ્થ શરીર મેળવી શકાય છે